હલો હા બોલો બરાબર

હં હં હં ઓકે બરાબર છે હવે તમે બરોડા છો ને તો તમે જો બરોડાથી પણ આપણે ટેક્સીની આપણી સર્વિસ છે તો જો ત્યાંથી તમારે બરોડાથી તમારે ડાયરેક ડાકોર અને ડાકોરમાં તમાર રણછોડજીનું મંદિર પછી ત્યાં પેલું એક બેઠક છે આ પેલું તળાવ છે એ બધું તમારે આખું એ ડાકોરનું એ થઇ જાય એ તમારે એક એક જ દિવસમાં એ થઈ જાય અવે ચાર્જિસમાં કેવું છે અત્યારે તમે કેટલા જણ છો ત્રણ જણ છો એટલે તમારે એક નાની ટેક્સી ચાલે એટલે વાંધો નહી હા તો તમારે અત્યારે અમે છે ને જો કિલોમીટર પર અને ડાયરેક્ટ કે ઉચ્ચક પણ કરતા હોઈએ કરીએ છે કિલોમીટરના અત્યારે સોળ બરાબર હા તો તમારે ડાકોરથી બરોડા તમારે દસ એક હજાર જેવું થઈ જાય તમને સવાર પીકઅપ તમને કરી અને તમને પાછા ત્યાં બરોડા આખું જે ડાકોરનું હા ઘરે થી લઈને ઘરે તમને મૂકી જાય અને બધું જોવું હોય ને બધું તમારે પતી જાય તમ હા એટલે દસ એક હજાર રૂપિયા જેવું થાય

હા હા એંશી કિલોમીટર છે બરાબર પણ અત્યારે પેટ્રોલને ડીઝલ બધાના ભાવ બી તો તમે જુઓ સાહેબ કેટલાં બધાં વધી ગયાં છે એટલે અને ટોટલ સવારથી તમારી જોડે ને જોડે રહેવાનું એટલે હા હા હા વાંધો નહીં હા મારો જ છે